હું શિયાળામાં વહેલા પાંચ વાગ્યે ઉઠી જાઉં છું અને સવારમાં અડધો એક કલાક યોગા કરું છું યોગા કરીને હું અમારા શહેરમાં તળાવની ફરતે સવારે ત્રણ ચક્કર લગાવું છે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું બે થી ત્રણ કિલોમીટર સવારમાં વહેલા ઊઠીને દોડવા તો જવું જ જોઈએ દોડવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે તમારા શક્તિમાં પણ વધારો થાય છે તમને કોઈ રોગ થતા નથી અને દોડતી વખતે સવારે જો તમે મોટિવેશન સોંગ સાંભળો એટલે તમને ઉત્સાહિત કરતા તમે ગીતો સાંભળો તો તમને તેનાથી વધારે ફાયદા થાય છે જો તમે એવા ગીતો સાંભળો અને ભજન સાંભળો તો તમારું મન પણ પ્રફુલ્લિત રહે છે અને તેનાથી અને તમે જો કોઈ સારા વિચાર કરો છો તો પણ એ તમારું કાર્ય સક્સેસ થાય છે જેમ કે મેં વિચાર્યું હતું કે સવારે હું દોડતી વખતે હું સવારે જવું તારે રોજ હું એટલું વિચારું કે મારે આ કરવાનું જ છે મારે રોજ બે કિલોમીટર ત્રણ કિલોમીટર રોજ ચાલવાનું છે તેના કારણે અત્યારે હું સવારે રોજ પાંચ કિલોમીટર ચાલુ છું તો પણ મને થાક નથી લાગતો તે મારા મનમાં વિચારવાના કારણે જો તમે એક વાર શરૂઆત કરશો ઓછેથી કરો પણ તમે શરૂઆત કરો તો તમે લક્ષ્ય સુધી પહોંચી શકશો જેનાથી હું સવારે ભજન સાંભળું છું મોટિવેશન સોંગ સાંભળું છું બીજા લોકસાહિત્યના સોંગ ગીતો સાંભળો છો જેનાથી તમને વધારે અંદર ઉત્સાહ જાગે છે